ગુજરાતી ભાષા એ તો માની ભાષા છે તેથી જ તો તેને માતૃભાષા કહેવાય તેને શીખવી પડતી નથી એ તો આપમેળે જ આવડી જાય છે પણ ગુજરાતી ભાષામાં વ્યાકરણનું ખૂબ મહત્ત્વ છે એકાદ કાનો માત્રા ઉમેરતાં કે કાઢતાં તેનો ઉચ્ચાર અને અર્થ પણ બદલાઈ જાય ગુજરાતી ભાષા તો આલંકારિક ભાષા છે તેથી ગુજરાતી ભાષા કરતાં મહત્ત્વ અનેરું છે